યોગ અને યોગાસન આના કારણે બાળકોનો બુદ્ધિ અને શારીરિક બંને વિકાસ ખૂબ જ સારો થાય છે સારી બુદ્ધિ મળવાથી એકાગ્રતા વધવાથી શિક્ષણ બહુ જ સારી રીતે બાળકો બધુ યાદ રાખી શકે છે એટલે શિક્ષણ માટે એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે એટલે યોગના સિદ્ધાંત બાળ ઉછેર માટે કે શિક્ષણ માટે કરી જ શકાય અને કરવું જ જોઈએ બાળક સ્વસ્થ હશે તો ભવિષ્ય પણ આપણું સ્વસ્થ હશે એટલે આપણે આપણાં બાળકને મજબૂત બનાવીએ શરીરથી અને મનથી એના માટે યોગ અને યોગાસન આપણે કરાવવા આપણાં બાળકોને રોજ કરાવવા એ ખરેખર બહુ જ જરૂરી છે અને દરેકે આ વસ્તુ કરવી જ જોઈએ